ગુડ ઇવનિંગ હોટલ તાજમાંથી બોલી રહ્યા છો હું વિદ્યાનગરથી વાત કરી રહ્યો છું મારા ઘરે વાસ્તુનો પ્રસંગ હોવાથી આજે સાંજે પચાસ જણાનું ટેબલ બૂક કરવાનું છે તો મને કેટલા વાગે અનુકૂળ રહેશે કે જેથી વેઇટિંગમાં ન બેસવું પડે આપની હોટલમાં કાર પાર્કિંગની વ્યવસ્થા છે કારણ કે દસેક જેટલી ગાડીઓ હશે જેથી પાર્કિંગ વ્યવસ્થિત કરી શકાય તમારી હોટલ રાત્રે કેટલા વાગે બંધ થાય છે તે પણ જણાવશો જેથી મને ટેબલ બૂક કરાવાની સરળતા રહેશે